અમારા ગામમાં ભજનની મંડળી છે તેમાં અમારે બધા મળીને ભજન કરે છે બધા બાને લોકો સાંજે બેસીને ભજન કરે છે અને ભેગા મળીને રોજ તે લોકો અલગ અલગ ભજન ગાય છે તેઓની પાસે ખંજરી ઢોલ પિયાનો એવા બધા સાધનો તે વાપરે છે અને તે મસ્ત મળીને ભજનો ગાય છે બધા આ મારો મંતવ્ય છે